મેડમ મારે ડુમ્મસ બીચ ફરવા જવું હોય તો તમે મને ગાઈડલાઇન આપી શકો હા તો સેજ ડુમ્મસ જવા માટે મને કેટલો ટાઈમ લાગે અહીંથી અને બીજું અગર ડુમ્મસ બીચ અમે ફરવા જઈએ તો ત્યાં નાસ્તો કરવા લાયક વસ્તુ સારામાં સારી કઈ મળી શકે તો એ જે તમે તમે ત્યાં ભજિયાનું કીધું તો એ ભજીયાવાળાનું દુકાનનું નામ મળી શકે અને બીચમાં ફરવા જઈએ તો સાવચેતીરૂપે શું પગલાં લેવા જોઈએ અમારે ઓકે થેન્ક યુ મેડમ